હા જી ફ્લિપકાટ સ્ટોરમાંથી બોલો છો હા હા ના એક્ચુલી હું છે ને એક હેડફોનનું મોડેલ શોધી રહ્યો હતો જેમાં મને તમારી થોડી મદદની જરૂર હતી હા હવે જૂઓ આમાં છે ને આપણે એક મોડલ મેં જોયું છે લિગો કમ્પનીનું છે એ ફિફટીન હવે આ હું જે પ્રમાણે વસ્તુ જોઈ રહ્યો છું એ પ્રમાણે એવું સમજું છું કે આ બ્લેક કલરમાં અવેલેબલ છે અને વાઈટ કલરમાં છે અને આ પેલા આપણા વાયરલેસવાળા જ છે ને હા હા હા ઓકે ઓકે નહીં તો આમાં સાઉન્ડ એટલે કઈ રીતના આવશે અને ચાર્જિંગમાં મૂકવાના આવશે ડબ્બીમાં આવશે ને એટલે હું જે મોડલ જોઈ રહ્યો છું ને એ મને પેલા આપણાં એરપોડ ટાઈપ્સ જે કહેવાય એને જે ખાલી આમ બટન ઈયરફોન જેવા આવે જેને આપણે એક ડબ્બીમાં મૂકતા હોય ને પછી એને ચાર્જ કરવાનું હોય તો એવી કોઈક વસ્તુ હું જોઈ રહ્યો છું ના ના ના ના આપણે જે પેલા ગળામાં લટકે એ ટાઈપના નથી જોઈતા આપણને પેલા જે યુનિટ આવે ને રેન્ડમ યુનિટ જેમ પેલા બે ખાલી આવતા હોય હા હા તો આ એ પ્રમાણેના જ છે ને હા એ એ ફિફટીન જોયા છે મેં જી જી જી જી હા તો અને એમાં કલર વાઈટ અને બ્લેક બે આવશે હા હા હા અને એને ચાર્જિંગ કઈ રીતના હોય છે બરાબર છે એટલે આપણો સી ટાઈપ કેબલ ઓકે તો આ કેબલ અને એડેપ્ટર એ બંને પણ એની સાથે આવશે ખરા કેબલ આવશે ખાલી ના કેબલ પણ નહીં આવશે અચ્છા અચ્છા એટલે ચાર્જર આપણે આપણા ઘરનું જ વાપરવાનું આવશે અને આની સાથે સાથે જે પેલું એ એક મોડલ આનું એ ફોર્ટીનમાં કંઈક એવું બતાવ્યું છે કે એમાં ડીબીનો કંઈ ફરક છે તો આમાં વધારે સારી સાઉન્ડ સિસ્ટમ છે કે કઈ રીતે છે સાઉન્ડ સિસ્ટમ વધારે સારી છે ને ઓકે ઓકે સરાઉન્ડીગ સિસ્ટમથી આવે છે સારું બરાબર અને એ મૂકવા માટેનું કંઇક આમાં કવર કે એવું આવશે બોક્સ આવશે ભલે ભલે ભલે સારું હા તો હું ઓડર એનો મારે કરવો છે તો તમને જ ઓડર કરી શકું ઓનલાઇન કરવો પડશે ઓકે ઓકે સારું થેન્ક્યુ